હેલો મારું નામ તેજલ છે હું તમારી કચરા નિકાલ સેવાની ગ્રાહક છું અને મારુ સેવ સંદર્ભ નંબર નવ એક સાત બે સાત સાત બે બે આઠ પાંચ છે મને થોળી ચિંતા છે કે હાલના ફેરફારો પછી મારા કચરા નિકાલની સેવ હજુ પણ સક્રીય છે કે નહીં તો કૃપા કરીને મને મારા ખાતાની સ્થિતિ વિશે માહિતી આપો જેથી મને મને ખબર પડે કે મારી સેવ હજુ પણ ચાલુ છે કે નહીં ધન્યવાદ